હેલો અવાજ આવે છે હું વિધિ પટેલ વાત કરી રહી છું તમારી સાથે મેં ગઈકાલે રાત્રે તમારી ઍપ પર એક ઓર્ડર આપ્યો હતો જેમાં મારો નમ્બર રેજીસ્ટ્રેટ હશે મારો નમ્બર છે સાત જિરો બે ત્રણ ચાર પાંચ ત્રણ પાંચ આ નમ્બર પરથી મેં રેજીસ્ટર કરાવેલું હતું અને મારો ઓડર હતો મન્ચુરિયન અને પાંવભાજીનો જેનું બિલ હતું બસો ત્યાંસી રૂપિયા જે ઓડર ગઈ કાલે રાત્રે કેન્સલ થઈ ગયો હતો અને એનું રિફંડ મને મળવાનું હતું એવું જાણમાં હતું પરંતુ હજુ એ હજુ સુધી એ રિફંડ આવ્યું નથી તો મેહરબાની કરીને મારાં અકાઉન્ટમાં એ રિફંડ જલ્દીથી આવે એવો તમે પ્રયત્ન કરો એવી હું વિનંતી કરુ છુ